હાં મેં છે ને એક તમારી કંપનીમાં ટિકિટ બુક કરાઇવી બસની એક ત્રણ પાંચ સાત નંબર ની સુરેન્દ્રનગરની બસની પણ મારે એમાં બારી બાજુની સીટ જોઈએ છે અને ઈ બધી ઓલી બાજુની ઓલી ભરાઈ ગઈ છે તો તમે કાઈક બદલી દયો અવે

અહં પણ અવે મને મને મારી બાજુ એટલે બેસવું પડે છે કારણકે મારા પછી મને ઊલટી થાયને તો પછી મારે કેમ કરવું બધુંય નથી થાતું મારાથી પણ અવે ઈ તમારે બારી કેવાનુને મને મારે બારી બાજુની જોઈએ અવે તમે અવે જી જેમાં ઓલ બેઠા હોય હામભદો તમે મારી વાટ પેલા હંભાડો ઓલી બાજુમાં બેઠા હોયને જે એને કયો કે મને બદલી ડે આ મારા નથી આ મારાથી નો થાય ભાઈ તમે રેવ દયો પણ એના મને નંબર આપો હું બધુંય કરી લઇશ ઓહહઓ પણ તો અવે ઈ તમે પણ આ તમે આવડી મોટી કંપની લઈને બેઠા હો તો કઈ એવું થોડીના હોય કે નો થાય તો નો જ થાય આવડી મોટી કંપનીમાં થાય જ અવે બધુય થાય અવે અવે હું અવે મારે તો તમારી કંપનીમાં કરાવવી જ નથી અવે અ એમ હાં હાં બોલો હઁ હાં બોલો

હઁ હઁ પણ ઈ પછી નો મને તો નો માણે તો તમે અત્યારે એવું હોયને તો અત્યારે જેટલા બારી વાળા છે ને હાં હબસ એવું કાઈક મને કરી દેજો હઁ હૂઁ વાંધો નઇ હાં હાં એ ભલે હાં હું હમણાં આવી જઉ હમણાં ટાઈમ થાયને એટલે આવી જાઉ પછી તમે મને કરી દયો

હાં આભાર